હા હિન્દુ ધર્મ સાથે પવિત્ર ભગવદ્ ગીતા પણ સંકળાએલી છે તેમજ ઇસ્લામ ધર્મ સાથે કુરાને શરીફ તેવી જ રીતે ખ્રિસ્તી ધર્મ સાથે બાઇબલ સંકળાએલું છે જેને તે લોકો ખૂબ જ પવિત્ર માને છે અને અન અનેક ધર્મના લોકો અનેક અનેક અલગ અલગ પ્રતિકોનો ઉપયોગ કરે છે જેમ કે શીખ છે તેમનું પ્રતિક છે તે કે તેઓ માથા પર પાઘડી પહેરે છે હાથમાં ક હાથમાં કરતાલ રાખે છે તેવી જ રીતે હિન્દુ ધર્મના દરેક વ્યક્તિ અલગ અલગ ઈશ્વરને ઇષ્ટદેવને ધ્યાનમાં રાખીને પોતાનું કપાળ ઉપર તિલક કરે છે જે મોટે ભાગે કુમકુમ અથવા તો ચંદનનું હોય છે એવી જ રીતે ઇસ્લામી વ્યક્તિ હંમેશાં થોડીક દાઢી રાખે છે કે માથા પર ટોપી પહેરે છે આવી રીતે દરેક ધર્મના લોકો અલગ અલગ રીતે પોતાની ધાર્મિક ઓળખ બતાવતા હોય છે કે પ્રદર્શિત કરતા હોય છે